નવી વાનગીઓ વિશે જાણવા માટે હું મોટા ભાગે યુટ્યુબ પર રણવીરના વિડીયો ખાસ કરીને જોવું છું કારણ કે તેમને આપેલી રેસીપી ખૂબ જ સરસ અને સરળ હોય છે જેનાથી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એ સિવાય ટીવી શો જે આવે છે માસ્ટર શેફ એમાં પણ ખૂબ જ સારા સારા સેફ આવે છે અને તેમની આપેલી અલગ અલગ વાનગીઓની અલગ અલગ રેસીપી ખૂબ જ સરસ અને એકદમ સંપૂર્ણ ડિટેલ સાથેની હોય છે જેથી તેને ઉપયોગીતામાં લઈ શકાય છે